હા જી હા બોલો હા હા લગાવેલાને અમે તો વોરંટીની તો કઈ વસ્તુ જ નઇ વાપરીએ કે પેલ્લી વાત તો અહિયાં આવે કારણકે એક વાર અમારી વસ્તુ લીધી ને પગથિયાં ઉતર્યા એટલે બધી વાત પૂરી અમે ચાઈનાની જ વસ્તુ વાપરીએ તમે લીધેલું ત્યારે તમે જોજો ધ્યાન રાખીને જોજો કે અમે કોઈ વોરંટી ગેરેન્ટી આપતા જ નથી કોઈને પણ તો તમે જ નહીં અમારી આગળ તો ઘણાં કસ્ટમર એવા આવી ગયા અમારે તો કેટલા કસ્ટમરને આયપા પણ અમે કોઈને વૉરંટી આપી જ નથી ગેરંટી વોરંટી આપતા જ નથી એમ તો તમે જોજો ફરીથી જોજો કોઈને આપતા જ નથી પછી હ તમને અમે તમને કહીએ છે ને તમારો સવાલ નથી કોઈ પણને અમે વોરંટી કે ગેરંટી આપતાં જ નથી અમારું તો કેટલા અમારું તો સાંભળો પણ સાંભળોને અમારું તો કેટલા વરસનો બિજનેસ છે આજે જ નથ તે ચા ચાલુ કર્યું એમ અમે તો કેટલા વરસો થઈ ગયા આજ અમારી તો દુકાનને કેટલા વરસો થઈ ગયા આજે હા તમારે જોઇએ તો તમારા હસબંડને પૂછજો કદાચ તમે ભૂલી ગયાં હોય તો તમારા હસબન્ડને બધું ખબર હશે જો તમે જાણતા હોય ને તો તમારા કોઈ જૂના માણસો હોયને તમારા ઘરમાં તો તેને તમે પૂછજો અમારી તો બહુ વર્ષો જૂની દુકાન